બોલો સર બોલો બોલો બરાબર

જો હાલની તારીખની વાત કરું ને તો કંપનીનું કામ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ રહ્યું છે અને અત્યારે આપણા કામની વાત કરીએ તો આપણા હાથમાં અત્યારે બે પ્રોજેક્ટ છે હ અને બે પ્રોજેક્ટમાં એવું છે કે એક તો અડધો પતી ગયો છે અને એક શું છે કે આપણે જે ક્લાયન્ટ છે એમને વાત કરવાની છે હજી કે હજી એમને આમાં કંઈક બદલાવ જોઈએ છે કે નહીં એમ એટલે કામ તો કામ તો સરસ જ ચાલે છે સર હમ બરાબર ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ હમ બરાબર બરાબર છે ના ના કામ તો આપણું કમ્પ્લીટ જ છે સર પ્રોજેક્ટ પતી જાય બરાબર હવે જો આમાં આમાં એવું છે હ એટલે આમાં તો આપણું લક્ષ્ય એક જ છે સર કે જે બે પ્રોજેક્ટ મળ્યાં છે આપણને એ પ પરફેક્ટ આપણે પતાવવાના છે અને પતી જ જવાના છે પણ

હ બરાબર હં હં બરાબર આમાં તો એવું છે સર કે જે પાંચ આવ્યા છે એ પાંચ તો કેવું છે કે બે પટ્ટાવાળા ધમકાવ્યું એ પ્રમાણે પણ આપણે મેઈન જો કંપનીના લક્ષ્યની વાત કરીએ ને હેલો આવે છે ને અવાજ તો લક્ષ્ય તો આપણો એક જ છે જે આ બે પ્રોજેક્ટ છે એ પતાવવા અને આના પરથી બીજાં બે ત્રણ પ્રોજેક્ટ લેવા એ આપણો અત્યારે મેઈન લક્ષ્ય છે હમ બરા ચોક્કસ ચોક્કસ સર ચોક્કસ ના ના વાંધો નહીં આપણે ચોક્કસ મળીએ ચોક્કસ સારું સારું ચાલો